હલો હા સર બોલો હલો મજામાં તમને કેમ છે અરે સર એમાં એવું છે કે મારી પાસે મહિન્દ્રા થાર છે ને મારે એમાં કાર અ ટાયર એલાઈમેન્ટ કરાવવાનું છે કાર વોશિંગ કરવાની છે જનરલ સર્વિસ કરાવવાની છે અને તેમ પેલો ડેન્ટ પાછળ હોય ને ડીપી એમાં ડેન્ટ પડી ગયો છે એ રિપેર કરવાનું છે તો કેવી રીતે થસે અછા હા

અને સર અમે મિડિલ ક્લાસ લોકો છીયે એટલે તમે જરાક સસ્તું કરો તો મારે બધું થઇ જય એટલા માટે

અચ્છા સર જેવો જેવો આમાં તમે ડિકાઉન્ડ આપશોને સારૂ તો પછી મારે આગળ જતા કારને થોડી મોડીફાઈ પણ કરવી છે તો એ પણ હું કરાવી લઉ ને એમ અને તમારે જો મહેન્દ્ર થારનું છે ને કેરિંગ પીએમ અંગે કરાવવુ છે અને ટાયર પણ ચંગે કરવાના છે કારણકે એ ટાયર હમણાં બહુ લો લો પ્રેશર બતાવે છે એટલા માટે

એટલે એટલે આપડે ટોટલ અમોઉન્ટ ના પચાસ ટકા ડિસ્કાઉન્ડ મળશેને મને અચ્છા અને હજુ મારે પેલો ડેકીમાં ડેન્ટ પડેલો છે એનું શું થશે સર એમાં કોલરિંગ કશું કરાવવું જોઇશે કે ડેન્ટ એમ નેમ ઉખડી જશે અચ્છા એવું છે આ બધું ટાઈમ પર થઈ જશેને સર કારણકે મારે ગાડી પછી મેરેજમાં લઈ જવાની છે એટલે કેટલો ટાઈમ લાગસે આ બધું કરવામાં એટલે તમારો મેકેનિક આવી ને કાર લઈ જસે કે મારે કાર લઈને આવવું પડશે તમારા ગેરેજ સુધી અચ્છા હા તો વાંધો નહીં સર તમારા મેકેનિકને મોકલી દેશો મારે ગાડીની બહુ જરૂરિયાત છે એટલે જેમ બને એમ વહેલું કરી દેજો થેન્ક યૂ સર